હા કિરણ હોલસેલના વેપારી બોલું છું શું કામ હતું બેન હા હા બોલોને મેડમ અમે અમારે ત્યાં કરિયાણું શણગાર માટેની વસ્તુઓ વિવિધ પ્રકારનું અમે રાખીએ છીએ શું ક લેવું હતું તમારે કરિયાણામાં હા તો બેન અમે અમારે ત્યાં વિવિધ પ્રકારની વસ્તુઓ રાખીએ છીએ ચોખામાં દહેરાદુની બાસમતી વગેરે ચોખા રાખીએ છીએ તમારે કયા ચોખા જોતા હતા હા મેડમ બાસમતી ચોખાનો મેડમ પચાસ પચાસ કિલોના હજાર રૂપિયા હા મેડમ જો તમે અમારા ત્યાંથી બધીજ વસ્તુઓ લેશો તો અમે ડિસ્કાઉન્ટ સાથે તે બધું સસ્તામાં પતાવી આપીશું હા જો તમે અમારે ત્યાંથી બધી વસ્તુઓ લેશો તો અમે તમને પચાસ કિલોના જો હજાર રૂપિયા થાય છે તો ડિસ્કાઉન્ટ સાથે અઢારસો રૂપિયામાં તમને આપી દઈશું હા અને મેડમ તમારે બીજી કઈ કઈ વાનગીઓ જોવી છે હા હા મેડમ મારા એક મિત્ર છે એ શાકભાજીનો વેપાર કરે છે તો હું તમને ત્યાંથી શાકભાજી માટે પણ વ્યવસ્થા કરી આપીશ અરે નહીં મેડમ અમે મારા મિત્ર જે છે તેની વાડી અમે અમારા ઘર માટે પણ તેની વાડીએથી જ શાકભાજી લાવીએ છીએ અને તેઓ છાણીયા ખાતરનો ઉપયોગ કરે છે કોઈ દવાનો કે એવો કંઈ છંટકાવ કરતા નથી હા હા જરૂર મેડમ અને અમે શણગાર માટેની વસ્તુઓનો પણ રાખીએ છીએ જો તમારે જોઈતી હોય તો ફૂલો અને એ બધું તમારે જોઈતું હોય તો અમે તમને સારા અને એવા સસ્તા ભાવે તમને આપીશું હા તો અમે તમને ફૂલો આપી દઈશું એ પણ ડિસ્કાઉન્ટ સાથે બધીજ વસ્તુ અમે તમને આપીશું અને મેડમ તમારે જે જે વસ્તુઓ જોઈએ છે તેનું તમે અમને બીલ આપજો સારું અને મેડમ તમે કળાથી વાત કરો છો હા તો મેડમ કયું ગામ તમારું હા કયું ગામ મેડમ તમારું કળા તો હા મેડમ કાલે મારે કળા આવવાનું છે જો બનશે તો હું તમને કળામાં આવીને જ વાત કરી દઈશ રૂબરૂ મુલાકાત કરીશું આપણે હા મેડમ જો તમે કરોને કાલે જો તમારે અહીંયા વિસનગર આવવાનું થાય તો તમે મને કોલ કરજો નહીંતર હું આવીશ તો હું તમને કોલ કરીને વાત કરી લઈશ સારું